હાલો બોલો હાં બોલો બેન

હઁ બરોબર છે બેન તમારું નામ શું બેન અને જૂના પુસ્તકો શા માટે લેવા છે

બઉ બઉ બઉ સારું આવે આપડે જૂના પુસ્તકો છે મારી પાસે તે સિવાય બે સેમ સિક્સના કદાચ જૂના પુસ્તકો છે એટલે આપને જૂના પુસ્તકો જ લેવા છે કે સામે બીજા કોઈ પુસ્તકો લઈને દેવા છે હાં તો એ અમે રાખીએ છીએ એટલા માટે કે તમારે જે અગાઉના સેમના પુસ્તકો હશે એ પણ મેં રાખીએ છીએ અને એ પણ આમરે એમાં થોડોક ભાવ ઘટાડો કરી અને જે વિધ્યાર્થીઓ લેવા આવે એને અમે ઓછા ભાવે આપીએ છીએ એટલે આ રોટેશન ચાલુ રહે એટલા માટે તમારે અગાઉ જૂના પુસ્તકો હોયને જે ને દેવાના હોય તો દઈ જાવ તો પણ અમે જૂના પુસ્તકો આપીએ છીએ અને જૂના પુસ્તકો એમાં આપણ આપડે લઈએ છીએ પણ જૂન પુસ્તક અમારી પાસે નથી હોતા તો વિધ્યાર્થીએ બઉ સરસ રીતે વાંચ્યા હોય આખુ વર્ષ એવા પુસ્તકો અમને આપે છે એને અમે થોડું વ્યવથિત રીતે એમાં રિપેરિંગ કામ કરી પૂંઠા ચડાવી બરોબર વ્યવથિત કરી ફરી પાછા આપીએ નવા જેવા જ હોય છે અને હાં હાં હાં આ બે તમે અમને જે જૂના સેમન પુસ્તકો આપો તો એ અમે ચાલીસ ટકા એ તમારી પાસે લઈએ અને પાછા બીજા અમે સાહિથ ટકા એ આપીએ આપડે વીસ ટકામાં પુસ્તકો તમને મળી જાય એવું છે સમજ્યાં હાં તો તમ તાર તમે તમે ત્યારે આવી શકો અને તમે અ રીતના તમે ઓછા ભાવે વિધ્યાર્થીઓને પુસ્તક દાન પણ કરી શકો એટલે તમે ચોક્કસ આવો હાં હાં અને તમારે એક પુસ્તકોની યાદી તમારે છઠ્ઠા સેમના કયા ગુજરાતી પુસ્તકો છે ને જ્યાંથી લાવજો અને તમે જે પુસ્તકો લાવવાના હોય એ પણ બઉ એની કન્ડિશન સારી કરીને થોડા પૂંઠા ચડાવીને બઉ વ્યવથિત કરી અને તમે લાવજો તો બસ બસ બસ બસ તો એ રીતે અમે લઈ લેશું અને તમે નવા અહીં થી અમારે દેવાના છે એ પુસ્તકો તમે અમે અમે તમને ચોકસ આપીશું ઓકે ભલે ભલે હાં ભલે આવજો બેન હાં હાં હાં હાં ભલે હાલો